હા મને લાગે છે ખરેખર કલાકારો વિશે છે જે કંઈ પણ લખાય છે તે વાસ્તવિક સચોટ અથવા આવશ્યક છે એવું માનવું બહુ અતિ યોગ્ય નથી કારણ કે ઘણીવાર એવું બને છે કે કોઈ ફિલ્મ રીલીઝ થવાની હોય ત્યારે એ ફિલ્મ કલાકાર કે કલાકાર જે છે એના ઉપર એવા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે જાણી જોઈને કારણ કે એના દ્વારા નૅગેટિવ પ્રચાર દ્વારા પણ લોકો એની ફિલ્મ જોવા પ્રેરાય છે અને એની ફિલ્મને સારા એવા રિવ્યૂ મળે છે સારા એવું ઑડિયન્સ મળે છે અને એની ફિલ્મ હિટ જાય છે અને કરોડો રૂપિયાની કમાણી જે ફિલ્મ મેકર્સ હોય છે જે સિનેમાગૃહોના માલિકો એ એના દ્વારા કરતા હોય છે અને ઘણીવાર એ પોતે પણ જાણી જોઈને અવા ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે વાસ્તવિક રીતે પણ એનાં જીવનની સાચી ઘટનાઓ પણ હોય છે એવું નથી હોતું પણ મોટા ભાગે તો મારા મ ખ્યાલ મુજબ સમાચાર પત્રોમાં કે ન્યૂઝની અંદર હાથે કરીને એવા વ્યૂ ઊભા કરવામાં આવે છે કે એના વિશે કોઈ ખરાબ વાતો ફેલાવી કે ખરાબ ન્યૂઝ આપવાથી નૅગેટિવમાં પણ એ પોઝિટિવ રીતે એનો લાભ લઈ અને પોતાની ફિલ્મ ચલાવવાનું જ એનું એક ષડયંત્ર હોય એવું જ મને લાગે છે